અત્યારે શાળામાં શિક્ષકો છોકરાઓના એજ્યુકેશન પર ભણતર પર એટલું બધું ધ્યાન નથી આપતા શિક્ષકો ખાલી એમને જે આપણે સિલેબસ અથવા સિલેબસ આપ્યો હોય છે એ સિલેબસ ભણાવીને છૂટા થઈ જાય છે પણ બાળકોને કઈ રીતે આગળ વધારવા બાળકોની દીમાગની માનસિકતાની કઈ રીતે વૃદ્ધિ કરવી એમને હજુ સુધી શિક્ષકોને આવડતું નથી શિક્ષકો ફક્ત અને ફક્ત સિલેબસ પૂરો કરવું અને એ બસ એટલું એ જ કરવું એ જ એમને આવડે છે એટલે બાળકો મોટા થઈને કેવું થાય છે કે એમને જે પ્રેક્ટિકલ નોલેજ જે જોઈએ એ પ્રેક્ટિકલ નોલેજ પૂરો પડતો નથી એના લીધે એ પાછળ રહી જાય છે ખરેખર શિક્ષકોને બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ એમને દુનિયાનું નોલેજ શીખવવું જોઈએ બાળકોને ને શિક્ષકોએ બાળકોને છે ને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવું જોઈએ સાથે સાથે એમ શીખવાડવું જોઈએ કે જીંદગીમાં કઈ રીતે આગળ વધવું જીંદગીને કઈ રીતે મેનેજ કરવી એ બધી વાતો શીખવવી બહુ સખ્ત જરૂરી છે બસ આ બધી બાબતોને ધ્યાન આપે તો એ સારા શિક્ષકો બની શકે છે ને બાળકો ભવિષ્યમાં જઈને સારા માણસ અને સારી રીતે એક સારા બીજ પૈસા કમાઈ શકે છે